ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં સોસિયલ મીડિયાનો ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો છે કેમકે સોસિયલ મીડિયા એ અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે એક સોસિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે જેમકે જોઈએ તો કે યુટુબ છે ઇસ્ટાગ્રામ ટ્વિટર ટેલિગ્રામ પછી અવનવી એપો હવે એની અંદર આપણે વાત કરીએ તો કહે યુટુબ યુટુબ એ એક સ્ટડી રિલેટેડ કામ આવે છે કન્ટેન સર્જનમાં પણ કામ આવે છે અને કોઈપણ માહિતી આપણે જોઈતી હોય તમે સર્ચ કરો તો તાત્કાલિક મળી જાય છે એની અંદર સ્ટડીમાં જો જોવા જાઈએ સ્ટડીમાં એકથી આઠ છે નવ દસ અગિયાર બાર કોલેજ ડિપ્લોમા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક વગેરે વગેરે સ્ટડી રિલેટેડ બધું મટિરિયલ મળી જાય છે યુટ્યુબની અંદર અત્યારે હાલમાં જોઈએ તો કહે ઘણા માણસો એની અંદર કોમેડી રિલેટેડ પણ ઉપયોગ કરે છે જેનાથી ભારતના યુવાનોને એમાં વિકાસ વિકાસ કરવામાં ખૂબ ફાળો છે એમાં તો કહે સર્જનાત્મક કામગીરી કરી શકે છે એની અંદર કોમેડીની અંદર ખૂબ માણસો પૈસા કમાય છે પછી ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો એ ઇસ્ટાગ્રામ છે એ એક સ્ટડી રિલેટેડ એ છે અને ન્યૂઝ પેપર જેવું પણ કામ કરે છે કારણ કે ઇસ્ટાગ્રામ છે એ દરરોજની માહિતી આપણે અમુક અમુક ફોલો કર્યું હોય ચેનલોને એક જ તો કહે એ દરરોજનું દરરોજનું આપણને ન્યૂઝ આપતી થાય છે ઇસ્ટાગ્રામ પણ ખૂબ ઉપયોગી છે અને આપણે એમાં પણ સારો એવો ગ્રોથ કરી શકીએ છીએ કે જેનાથી આપણે આપણા પર્સનલ કામગીરીમાં જે પૈસા આપણે ઉપયોગ કરીએ એ આપણને પૈસા એમાંથી કમાઈ શકીએ છીએ આપણે ટ્વિટર તો કે ટ્વિટર છે એ આપણને સરકાર અને લોકલ જનતાને છે ને એ કનેક્ટ કરે છે કારણ કે તમે કોઈપણ માહિતી છે તરત જ આપણે સરકાર દ્વારા જે રીલીઝ કરવામાં આવે એ આપણને તરત જ મળી જાય છે ટ્વિટર ઉપર કેમકે ટ્વિટરમાં આપણે સરકાર અને લોકલ મીડિયા એક સામાન્ય રીતે જોળાયેલી હોય છે જેનાથી આપણે ખૂબ એનો ઉપયોગ કરી શકીએ છીએ ટેલિગ્રામ ટેલિગ્રામ એક ખૂબ જ અતિ મહત્ત્વનું છે કારણ કે ટેલિગ્રામની અંદર સ્ટડી રિલેટેડ છે અને આપણને મૂવી પણ એમાં જોવા મળે સારી રીતે અને ભારતના યુવાનો છે એ સારી દિશામાં ઉપયોગ કરે છે બધા વસ્તુનો યુટ્યુબનો ઇસ્ટાગ્રામ ટ્વિટર અને ટેલિગ્રામનો ભારતના યુવાનોને એવું હું હું એવું માનું છુ કે એ એક કન્ટેન સર્જન પણ છે અને સારા ગ્રોથ મેકરેય છે કેમકે એ અભ્યાસની સાથે સાથે પોતાનો કન્ટેન પણ એ એ યુટુબ ઉપર જાહેર કરે છે જેનાથી એને કમાણી પણ થાય છે અને નવું શીખવા પણ મળે છે ઇન્સ્ટાગ્રામમાં પણ એવું જ છે કેમકે એ નવું જાણે છે અને નવું શીખે પણ છે અને પૈસા પણ કમાય છે